હું ગુજરાતી તો સ્કૂલ સ્કૂલમાં તો હું ભણ્યો જ નથી હું જે ગુજરાતી શીખો છું તે આ રીતે ન્યૂઝપેપર છે પછી કોઈને કોઈ મેસેજ મોકલ્યા કરે છે એ બધા મેસેજ વાંચી વાંચીને અને એનામાંથી થોડુંક હિન્દીને ગુજરાતીમાં મિક્સ કરી કરીને મેં શીખ્યો છું અને વાત રહી મારી અનુભવની તો મને ગુજરાતી લેંગ્વેજ સાથે વાત કરવાની એટલી મજા આવે છે કે એ એના સિવાય બીજી કોઈ લેંગ્વેજ વાત કરવાનું મને ગમતું જ નથી કેમ કે હું સ્ટાર્ટિંગથી જ્યારથી હું મારો બોર્ન થયો છે ત્યારથી હું ગુજરાતી જ બોલું છું અને ઘરમાં આપણે ગુજરાતી બોલતા હોઈ પણ જે આપણે સ્ટડી કરતા હોઈ ત્યાં ગુજરાતીનું સબ્જેક્ટ ભણાવવામાં જ નહીં આવ્યો હોય એટલે જાતે શીખવા સિવાય બીજો તો કોઈ ત્યાં ઉપાય રહે નહીં અને ઉપાય બીજો રહે તો બિ એ કેવું થાય કે આપણે ફીઝ આપીને અને એવી રીતે આપણે લ કરવું પડે એમાં પછી બહુ ખ્યાલ આવે નહીં અને એના કરતાં પણ જે આપણે જાતે શીખીએ છે અને ત્યાં શિખશું એમાં ફરક ફર્ક તો પડવાનો જ છે પણ તો પણ જે આપણે જાતે શિખશું તે આપણને એવું રહેશે કે ના આપણે જાતે શીખ્યા છીએ એના લીધે આ ભૂલ થાય છે તો આપણને ભૂલ જાતે એહસાસ થશે કે આ ભૂલ મેં કરી છે મેં હિન્દીમાંથી કરીને આમાં કર્યું તો આમાં આટલો ફર્ક આવે છે એ બધો ફર્ક એમાં દેખાઈ આવશે અને ગુજરાતી તો મને એટલી ગમે છે કે તમે મને ગુજરાતીમાં આખો દિવસ વાત કરવા કહેશો મને કોઈ ના નથી હા પણ મેં આટલું ગુજરાતી શીખ્યો પણ છું તો એની સાથે સાથે ગુજરાતી મને હજુ પણ લખતા નથી આવડતું કેમ કે મેં હમણાં સુધી ટ્રાય જ નથી કરી અને હું લખવાની પ્રયાસ બી કરું છું તો મારી ગુજરાતી એઝ અ હિન્દી રીતે મારાથી લખાઈ જાય છે અને પ્રોપર લખાતું જ નથી